ગુજરાતની અંદર શિક્ષણ પ્રણાલીના નિયમમાં શિક્ષકોની ગામડાઓમાં અછત હોય છે જેમ કે એકથી સાત ધોરણની અંદર ત્રણ જ શિક્ષકો હોય છે તેથી એક ક્લાસની અંદ એક ક્લાસની અંદર બે જ વર્ગો હોય છે કેમ કે બે ક્લાસની અંદર એક જ શિક્ષકો હોય છે તે રીતે દરેક વિદ્યાર્થીને અને દરેક ક્લાસને તે યોગ્ય જ્ઞાન આપી શકતા નથી તેથી ગુજરાત સરકારે અને ભારત સરકારે પણ આ વ આ વિશે પૂરતું ધ્યાન રાખવું જોઇએ તમામ શિક્ષકોની ભરતી કરવી જોઇએ અને યોગ્ય શિક્ષકોની ભરતી કરવી અને શિક્ષકોને પણ યોગ્ય તાલિમ મળે અ મળી રહે અને તેમને સમસ્યા ન થાય તેના માટે સરકારે પણ અ ધ્યાન રાખવું જોઈએ અને વિદ્યાર્થીઓને પણ યોગ્ય શિક્ષણ મળે તેને સંબંધીને કાર્ય કરવું જોઇએ